આજે મને યોગા ક્લાસ જોઇન કર્યે બે થી ત્રણ દિવસ થયા શરૂઆતના દિવસમાં તો બહુ જ અઘરું લાગ્યું કશા આસનનાં પણ નામ ના યાદ રહે અને મેડમ કહેતા હતાં એ કશું સમજતું પણ નહોતું પણ આજે ત્રણ ચાર દિવસ થયા પછી હવે થોડું થોડું સહેલું પણ લાગે છે અને બધું સમજાતું પણ જાય છે સૌથી પહેલાં તો અમને મેડમે ઓમકાર કરાવ્યા જે ત્રણ વખત બોલાવ્યા અને મેડમે કહ્યું કે ઓમનું ઉચ્ચારણ જેટલું બને એટલું લાંબુ રાખો પછી અમને કરાવ્યા નાડીશોધન નાડીશોધન એક બેઝિક આસન છે જેમાં ડાબા નાકથી શ્વાસ લઇ અને ડાબા નાકથી બહાર કાઢવાનો હોય છે ઇન્હેલ એક્સેલ લેફ્ટ નોઝથી અને નાડીભેદનમાં નાડીભેદનમાં ડાબા નાકમાંથી શ્વાસ લઇ જમણા નાકમાંથી બહાર કાઢવાનો હોય છે એટલે કે લેફ્ટ નોઝથી ઇન્હેલ અને રાઇટ રાઇટ થી એક્ઝેલ નાડીભેદન અને નાડીશોધન એ બંને બેઝિક આસન છે જે બધા જ કરી શકે છે અને આજે ત્રીજું આસન પણ કરાવ્યું એનું નામ છે ભસ્ત્રિકા ભસ્ત્રિકા પણ બેઝિક આસન જ છે તે પણ બધા બહુ સહેલાઇથી કરી શકે છે જેમાં શ્વાસ લેતી વખતે હાથ ઉપર અને છોડતી વખતે હાથ નીચે લેવાના હોય છે એના પણ પંદરથી વીસ રાઉંડ અમને કરાવ્યા પણ તે વીસ એક રાઉંડમાં કરાવ્યા જે પણ સહેલું આસન છે જે પંદરથી લઈને ત્રીસ સાઠ વર્ષની ઉંમરનાં લોકોને લોકો પણ કરી શકે છે હા પણ જેને બીપીનો પ્રોબ્લેમ હોય હાઇપર બીપી એ લોકોએ આ આસન કરવાની મનાઈ છે બીજું થોડુંક આસન મને સહેલું ભુજંગ આસન પણ લાગ્યું જેમાં કમર થોડી દુખી પણ એ કર્યા પછી મને એવું લાગ્યું કે મારું શરીર પૂરું રિલેક્સ થઈ ગયું છે સાચું કઉ તો યોગ કરવાની બહુ જ મજા આવે છે થોડું અઘરું લાગ્યું પણ હવે તો મારા શરીરને પણ તેની આદત થઈ ગઈ છે અને એવું નક્કી કર્યું છે કે આજ પછી ક્યારેય હું યોગા છોડીશ નહીં